ચોમાસાની ઋતુ એક એવી ઋતુ છે જેની રાહ દરેક વ્યક્તિ જોતાં હોય છે નાના બાળકોથી લઈને ખેડૂતો સુધી દરેકને વરસાદની રાહ હોય છે એક સમય પર ચોમાસામાં ખૂબ વરસાદ પડતો પણ ધીમે ધીમે ગ્લોબ વોર્મિંગ અને જંગલ વિસ્તારના નાશથી એ અતિ ભારે વરસાદ થતો નથી મારા વિસ્તારમાં હાલની તારીખમાં છથી સાત ઇંચ વરસાદ પડે છે આથી અમુક ખેડૂતોને નુકસાન પણ થાય છે અને અમુક ખેડૂતો ને અને અમુક ખેડૂતોની ખેતી સારી પણ થાય છે ભારેથી અતિ ભારે વરસાદનાં કારણે સ્કૂલ કોલેજમાં રજા પણ મળી જતી હોય છે મારા જીવનમાં વરસાદથી ઘણી બધી અસર થાય છે જેમકે વરસાદ પછી વાતાવરણ ખૂબ ઠંડુ થઈ જાય છે જેનાથી ગરમીથી રાહત મળે છે એ વાતાવરણમાં જે એ ધૂળ અને પ્રદૂષણ હોય છે તે ધોવાઈ જાય છે વરસાદ આવવાથી પાણીમાં વધારો થાય છે નદી કે ડેમ વધુ ભરાઈ જાય છે જે કૃષિ માટે ખૂબ જ ઉપયોગી હોય છે